હેલો હા મધુબન રિસોર્ટ બોલો હા મેડમ સ્યોર અ અમારા અમારા રિસોર્ટમાં બધા ટાઈપના રૂમ અવેલેબલ છે અને તેમાં એસી રૂમ હશે નોનએસી રૂમ હશે કિંગ સાઈઝ રૂમ હશે અને ક્વીન સાઈઝ રૂમ હશે અને રેગ્યુલર લોકો માટે સાદા રૂમ હશે બધા જ રૂમની અલગ અલગ સાઈઝ છે હા એસી રૂમ માટે ચાર જણની પાંચ હજાર છે બે દિવસના અમારા રિસોર્ટમાં રોકાવાની સાથે સાથે જમવાનું સ્વિમીંગ પૂલની બાકી બધી જ ફેસિલીટીસ મળશે ચેકઈનનો ટાઈમ સવારનો સાડા આઠ વાગે ચાલું થઇ જાય છે અને જો તમારે ચેકઆઉટ કરવું હોય તો સાંજના સાત વાગ્યા સુધીમાં થઇ જાય છે એની માટે તમને એક્સટ્રા રૂપિયા આપવા પડશે પણ એની સગવડતા થઇ જશે હા અમારા રિસોર્ટમાં ગાડીઓ અવેલેબલ છે અને તમને એ જરૂર પડે ત્યારે આપીશું અમે ના મેડમ એ વ્યવસ્થા અમારા ત્યાં નથી ઉપલબ્ધ હા પાક્કું મેડમ ધન્યવાદ